હલો મને ખાતરી નથી કે યુએએન ને કેવી રીતે શરૂ કરવું તો કૃપયા કરીને મને માર્ગદર્શન આપો કે મારે યુએએન નંબરને સક્રિય કેવી રીતે કરવું તે ઉપરાંત હું ઈ પી એફ ઓ પોર્ટલ પર મારો યુએએન કેવી રીતે સક્રિય કરી શકું મારા યુએએનને સક્રિય કરવાના ફાયદા શું છે જો મારા યુએએનને સક્રિય કરતી વખતે મને સમસ્યાનો સામનો કરવો પડે તો શું શું મારૂ યુએએન સક્રિય કરવું ફરજિયાત છે શું હું આધાર નંબર વગર મારો યુએએન એક્ટિવ કરી શકું મારા યુએએનને સક્રિય કરવામાં કેટલો સમય લાગશે શું શું મારા એમ્પ્લોયર દ્વારા એમ્પ્લોયર દ્વારા હું મારુ યુએએન એક્ટિવ કરી સકું અંગત માહિતી ઈપીએફઓ પોર્ટલ પર સુરક્ષિત છે શું હું મારું યુએએન એક્ટિવ કર્યા વિના મારો ઈપીએફઓ એકાઉન્ટના એક્સેસ કરી શકું જો હું મારો યુએએનનો પાસવર્ડ ભૂલી જાઉં તો શું શું હું મારા યુએએનને ને મોબાઇલ એપ દ્વારા એક્ટિવ કરી શકું જ્યારે પણ હું નોકરી બદલું ત્યારે મારે મારું યુએએન સક્રિય કરવું જરૂરી છે હું મારા યુએએન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકું શું હું ઈપીએફઓ પોર્ટલ પર મારી અંગત વિગતો અપડેટ કરી શકું મારા યુએએનને સક્રિય કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કૃપયા કરીને મને માર્ગદર્શન આપો કે આ બધાંને હું જવાબ મને આપો કૃપયા કરીને